અમારે ત્યાં નજીકમાં એક ખૂબ જ સરસ મજાનું યાત્રાધામ છે એનું નામ છે ડાકોર એ યાત્રાધામની ખાસિયત એવી છે કે ત્યાં જે મૂર્તિ છે એ સ્વયંભૂ મૂર્તિ છે બોડાણા નામના ભક્ત દર પૂનમે ડાકોર દર દર્શન કરવા જતાં એ આમ તો દર પૂનમે છેક દ્વારિકા સુધી જતાં પણ એક વાર એવું થયું કે તેઓ જઈ ન શક્યા એટલે ભગવાન ડા ડાકોરની અંદર બિરાજમાન થઈ ગયા કે જેથી કરીને ભક્ત બોડાણાની વયના ધ્યાનમાં રાખીને તે દૂર સુધી ના આવી શકે એટલે ડાકોર નામનું યાત્રાધામ અમારા આણંદથી લગભગ ચોત્રીસ કિલોમીટર દૂર છે ખૂબ જ સુંદર આધ્યાત્મિક એ નગર છે એમાં સરસ મજાનાં મંદિરો છે ઘણાબધા મંદિરો છે એમાં સૌથી મોટું મંદિર ક્રિશ્ન ભગવાનનું છે એ મંદિર ખૂબ જ પૌરાણિક છે મંદિરની અંદર જે મૂર્તિ છે એનો આભા એની પ્રભા પણ અતિ દિવ્ય છે દર્શન કરવાથી જ મન તૃપ્ત થઈ જાય છે ત્યાં કપડા મળે છે ક્રિશ્ન ભગવાનના સરસ મજાના રંગીન સિલ્કના અને ભગવાનની નાનકડી મૂર્તિ જે આપણે સોવેનિયર તરીકે લઈ શકીએ છીએ અને ડાકોરની અંદર સૌથી વધારે વખણાતી કોઈ વસ્તુ હોય તો એ છે ડાકોરના ગોટા ત્યાંના જે લોટમાં જે સ્વાદ આવે છે એવો સ્વાદ આજ સુધી બીજે ક્યાંય આવતો ડાકોરના ગોટા એવી એ વાનગી વખણાય છે એની અંદર અનેક પ્રકારના મસાલાઓ પડે છે ખૂબ જ સ્વાદિષ્ટ એ વાનગી હોય છે ઘરે બનાવવું ખૂબ જ અઘરું છે એટલા માટે સૌ જે કોઈ યાત્રાધામ યાત્રાળુઓ ડાકોર જતાં હોય છે તેઓ ડાકોરના ગોટાનો સ્વાદ અચુક માણે છે ડાકોરના ગોટા સાથે તે લોકો દહીં આપે છે એ દહીં પણ ખૂબ સુરસ સરસ હોય છે જે આપણાં ઘરે એવું સરસ દહીં નથી મળતું પણ ત્યાં બહુ સરસ મળે છે એટલે ડાકોરમાં ભગવાન શ્રી ક્રિશ્નના દર્શન થાય છે તેમના રંગ બેરંગ બી વાઘાના દર્શન થાય છે ત્યાંથી આપણે ભગવાન માટે ખૂબ જ સુંદર વાઘા લાવી શકીએ છીએ અને સાથે સાથે ડાકોરના ગોટાનો આનંદ માણી શકીએ છીએ ડાકોર એવી સરસ જગ્યા છે કે જ્યાં એનું પ્રાંગણ મંદિરનું એટલું મોટું છે ત્યાં બેસીને પણ આપણે નામ જપ કરી શકીએ છીએ ઈશ્વરના દર્શન કરતાં કરતાં આપણે આંખો બંધ કરીને એમાં રમમાણ થઈ શકીએ છીએ ડાકોરની આસપાસ પણ ખૂબ જ સુંદર નાના નાના મંદિરો આવેલા છે એ મંદિરોની અંદર ભગવાન શ્રી ક્રિશ્ન અને રાધાજીની સુંદર મજાની મૂર્તિ બિરાજમાન છે ત્યાંનાં મંદિરોના દર્શન કરતાં કરતાં મંત્રમુગ્ધ થઈ જાય છે ત્યાં ગોમતી નદી આવેલી છે ગોમતીના પટ ઉપર ઉભા રઈને આપળે એમાં રમતી માછલીઓને પણ લોટ ખવડાવી શકીએ છે એ એ નિર્દોષ જીવોને જ્યારે આપણે થોડુંક વ્હાલ આપીએ છીએ ત્યારે તેમની સામે મળતી પ્રતિક્રિયા પણ જોવાલાયક હોય છે ડાકોર ખૂબ જ સુંદર યાત્રાધામ છે આપણે સૌએ વારંવાર એ યાત્રાધામમાં જઈને આપણા મનને શાંત કરવાનો પ્રયત્ન ચોક્કસથી કરવો જોઈએ